ભારતને આરોગ્ય વ્યવસ્થા એમ તો સારી પણ છે અને નબળી પણ કહેવાય છે કેમ કે એમાં જે ગરીબ છે એ વધારે ગરીબ થતા જાય અમીર છે એ વધારે અમીર થતા જાય અને ગરીબમાં એવું છે કે એમની સામે દવાઓ માટે કે ડૉક્ટર પાસે જવા માટે પૈસા વધારે હોતા નહીં એ માટે એમાં બીમારીનું પ્રમાણ વધી જાય છે અને એના લીધે આરોગ્યની વ્યવસ્થા છે એ વધારે બગડી જાય છે એ અને ડૉક્ટરોનું પ્રમાણ એમ્બ્યુલન્સ કે દવાઓનું પ્રમાણ એ વધારે પ્રમાણમાં ઓછું દેખાય છે એ માટે ગરીબ એ વધારે બીમાર પડવા લાગે છે આપણે એ માટે ડૉક્ટરોનું પ્રમાણ વધારવું જોઈએ એના લીધે ભારતની જે આરોગ્ય વ્યવસ્થા છે એ સારા પ્રમાણમાં સુધરી શકે છે